હા ડ્રાઈવરભાઈ તમે મને અહીંયા પહોંચાડી દીધી તમારો ખૂબ આભાર પણ મારી પાસે હાલ પૈસા નથી અને હું મારું પૈસાનું પાકીટ તો ઘરે જ ભુલી ગઈ છું તો ફોન મારી પાસે છે હું એમ નથી કેતી કે હું પૈસા ચૂકવી શકું એમ નથી હા પણ તમે મને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે યુપીઆઈ આઈડી જે છે તે તેનાથી હું ઓનલાઈન પેમેન્ટ કરી શકું કે નહીં તે જણાવો ને ઓકે કરી શકું છું ને તો તમે શું મને તમારો યુપીઆઈ આઈડી આપશો

હા આઈડી આપશો તો જ હું પેમેન્ટ કરીશ ને ઓકે કોઈપણ ચાલશે તમારે ફોનપે જીપે પેટીએમ હું તો બધું જ યુઝ ઉપયોગ કરું છું ગૂગલ પે પણ ચાલશે ઓકે શું છે તમારો આઈડી ઓકે પાંચ સાત છ સાત નવ દસ ઓકે એટ ધ રેટ ઓકે સારું બરાબર છે ઓકે કેટલા રૂપિયા થયા હું પેમેન્ટ કરી દઉં છું આ પેમેન્ટ તો ફેલ બતાવે છે શું તમે મને તમારો બીજો યુપીઆઈ આઈડી આપશો ઓકે લાવો જો યુપીઆઈ આઈડી નથી આવડતું તમને આ એ બરાબર છે તમે મને આપ્યો તે તો બરાબર છે તો શા માટે પેમેન્ટ ફેલ થયું પેમેન્ટ ફેલ ગયું હા નથી થયું પેમેન્ટ તો શું કરું હવે તમે બીજી યુપીઆઈ આઈડી મને આપશો તમારે સારું લાવો ઓકે બોલો નવ આઠ પાંચ સાત બે ત્રણ એક ચાર પાંચ બે ઓકે એટ ધ રેટ ફોન પે ઓકે સારું બરાબર છે આ યુપીઆઈ આઈડી તમારો બરાબર તો છે એક મિનિટ હં એવું લાગે છે કે મારે નેટવર્કની કંઇ સમસ્યા છે હું જરાક નેટવર્કમાં ફોનને લઈ જાઉં હા હા અહીંયા જ છું નથી ક્યાં ત્યાં અહીંયાથી કશે નથી જવાની ભાઈ તમને પેમેન્ટ આપ્યા વગર થોડી હું કશે જઇશ હું અહીં જ છું ખાલી આ મોબાઈલનું નેટવર્ક નથી પકડાતું શું કરું હા હા હું અહીંયા જ છું પેમેન્ટ આપ્યા વગર કશે જઇશ નહીં હાઆ હવે પકડાય છે એક ટાવર તો આવ્યો ઓકે એક પોઈન્ટ આવી ગયો પણ હજી પેમેન્ટ થઈ શકતું નથી થઈ જશે એવું લાગે છે ઓકે ઓકે ઓકે ઓકે એક મિનિટ એક જ મિનિટ હોં ભાઈ એક જ મિનિટ સારું ઓકે ઓકે ઓકે ઓકે હા જરા ચેક કરો ને શું તમારામાં રકમ આવી ગઈ પેમેન્ટની હા તો તમે ચેક કરો ને બરાબર હું અહીંયા જ છું આવી ગઈને ઓકે ચાલો આભાર તમે મારી માટે આટલો સમય રાહ જોઈ